મેં મારા જીવનમાં ઘણી બધી નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે બાળપણથી લઇને અત્યાર સુધી મેં ઘણી બધી સ્પર્ધાઓ છે જેમાં ભાગ લીધો છે શાળામાં હતી તો શાળાની અંદર મેં સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં કલચર પ્રોગ્રામોમાં મેં ભાગ લીધો છે ત્યાં પણ હું વિજેતા રહી છું તે પછી જોઈએ તો બહારના પ્રોગ્રામો જેમ કે શેરી ગરબા હોય છે કે પછી ગરબા સ્પર્ધા હોય છે રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ તો એમાં મેં ભાગ લીધો છે એની અંદર મને સારા એવો પ્રતિસાદ મળ્યો છે એમાં હું વિજેતા રહી છું એ ઉપરાંત મારો જે અનુભવ જે તમને હું કહું છું સ્પર્ધાની બાબતે તો અલગ અલગ જગ્યાએ મેં અલગ અલગ ડાન્સ કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે જેમકે હવે તો ફિલ્મોનાં ગીતો ઉપર ડાન્સ સ્પર્ધાઓ ઘણી બધી યોજાય છે તો એની પર મેં ડાન્સ કર્યો છે જેમાં લોકીંગ પોપિંગ બોલીવૂડ અને ઘણા બધા પ્રકાર વિવિધ પ્રકારના ડાન્સના એની અંદર ટાઈપ્સ હોય છે તો એ પફોમ કરવાનું હોય છે અને વાત કરું તો કે મારી ઈચ્છા હવે કેવા નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવાની છે કે જે રાષ્ટ્રીય કક્ષાએ હોઈ છે જેની અંદર ટેલિવિઝનનાં માધ્યમ દ્વારા ઘર ઘરે લોકો સુધી પહોંચી શકો છો જે આજે એક રિયાલિટી શૉ તરીકે અને એક સારા ટેલેન્ટ શૉ આવી રહ્યા છે આજના જમાનામાં જે સારો એક પ્લેટફોમ છે ને અને ખૂબ જ સારો એક માર્ગ છે જે નવા નવા કલાકારો મા એમાં ભાગ લઇ શકે છે તો મને રાષ્ટ્રીય કક્ષાના દૃષ્ટિકોણથી એક એવા સ્પર્ધામાં ભાગ લેવો છે કે જે જેથી કરીને મને સરકાર દ્વારા બી એક સારો પ્રતિસાદ મળે ને લોકો દ્વારા બી સારો પ્રતિસાદ મળે એવી હું એક સ્પર્ધા માટે રાહ જોઈ રહી છું